ફ્લિપકાર્ટમાંથી વાત કરો છો હા મેં જે મારા ચપ્પલ માટે ઓર્ડર આપ્યો હતોને એ મારે હવે રદ કરવો છે મારે નથી જોઈતા એટલા માટે મને એમેઝોન પર વધારે સારી કિંમતમાં એ જ ચપ્પલ એ જ ક્વોલીટીમાં મળે છે એટલે મારે આ ઓર્ડર જે મારો છે એ રદ કરવો છે વાંધો નહીં મારે એ જોઈતા જ નથીને પણ મારે ચપ્પલ મારે મારું રિફંડ જોઈએ ખાલી હા રિફંડ મને આપી દેજો મારા બેન્ક એકાઉન્ટમાં જ જમા થશેને તો વાંધો નહીં તમે ઓર્ડર કેન્સલ કરી દો ના ના મારે આ ઓર્ડર રદ કરવો જ છે કેમકે મને એમેઝોન પર વધારે સારી કિંમતમાં એ જ વસ્તુ મળી રહી છે તો હું શા માટે આ ઓર્ડર રાખું હા એટલા માટે જ મારે કેન્સલ કરવો છે હા સારું